આસો મહિનામાં દિવાળી પછી પાંચ દિવસ સુધી જૂનાગઢમાં લીલી પરિક્રમા યોજાય છે આ પરિક્રમા ખૂબ સુંદર હોય છે અને તેનું એક આધ્યાત્મિક મહાત્મય પણ હોય છે અને એક સંઘભાવના પણ હોય છે કારણ કે લોકો પાંચ દિવસ સુધી જુનાગઢની પરિક્રમા કરે છે અને આ પરિક્રમા માટે માત્ર ફક્ત આ જ દિવસોમાં જે જૂનાગઢના ને ગિરનારના જે અમુક વન વિસ્તારો છે ત્યાં પાંચ દિવસ માટે જ ખુલ્લા હોય છે એટલે પ્રકૃતિની નજીક રહેવાનું પ્રકૃતિની ગોદમાં રહેવાનું એમનું સાનિધ્ય એક પ્રાપ્ત થાય છે તેની સાથે લોકો સહપરિવાર જાય છે એટલે સાથે મળીને ત્યાં રાંધવાનું જમવાનું દર્શન કરવાના ભગવાનના એક ચેકિંગનો અનુભવ પણ મળે છે કેમ્પનો અનુભવ પણ મળે છે અને આ અનુભવ ખૂબ સુંદર હોય છે ઇન્ટરનેટના જમાનામાં પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય સમયે સમયે ઘટતું જાય છે જ્યારે આવી પરિક્રમાઓ એ આપણને પ્રકૃતિઓ સાથે જોડે છે